કવિતા જેવુ લખ્યું હતું જે સરને બહુ જ પસંદ આવ્યું હતું અને સર તે કવિતા વાંચી બહુ જ ખુશ થયા